હેલો મેહાડી બાજુમાં રમીલા હોય તો જરા આપજે હા આપ આપ હલો રમીલા મું શું કહું છું કે તું મને કહેતી હતી કે તમે વચ્ચે ગયા હતા સુરત ફરવા તો બે ચાર દિવસ માટે ગયા હતા અને ઉબરમાંથી તે ગાડી નોંધાવી હતી ને ડ્રાઈવર આવ્યો તો ને તું મને કહેતી હતી કે બહુ સારું વાતાવરણ હતું ને તો મારે એ પૂછવું હતું કે મારે અભી વીસ તારીખે માઉન્ટ આબુ જવાનું વિચાર છે તો અમે સાત મહિલાઓ છીએ તો એવો કોઈ ડ્રાઈવર હોવો જોઇએ કે આમ સુરક્ષિત હોય અમે બધા સાથે જઈ શકીએ અને મારે બે દિવસ રહેવાનું બી છે એટલે આમ સેફ હોય એવી રીતે તું મને કહેજે જરા જણાવજે ને બધી નોંધ આપજે તું મને તારી રીતે કહેજે કે ડ્રાઈવર કેવું હતું ઉબરનાં બધા કેવા હતા અને તમે ક્યાં ક્યાં રોકાયા હતા અને શું કેવું હતું બધું એટલે એ હિસાબથી મને બી કરતા ફાવે અને એવું હોય તો એક કામ કર તું મને લીંક મોકલ કે નંબર મોકલ તો હું મારી રીતે વાત કરી દઉં પૈસાની ને બધી હા ધન્યવાદ